હેલો એનપીએસ હેલ્પ લાઇન હું તાજેતરમાં જ મારા નવાં મકાનમાં રહેવા ગઈ છું તો મારે મારા એનપીએસ ખાતામાં નવા મકાનનું સરનામું અપડેટ કરવું છે તો મહેરબાની કરીને સહાય કરો મારું પી એન પી આર એ એન નંબર આઠ નવ શૂન્ય એક બે ત્રણ છે અને મારું નવું એડ્રેસ છે સી ફાઇવ જીરો સિક્સ નેકસસ ફોર નિયર કૉંગરણ હનુમાન ટેમ્પલ નડિયાદ તો મહેરબાની કરીને મારા એનપીએસ ખાતામાં આ નવું સરનામું અપડેટ કરવા વિનંતી છે તમારો ખૂબ ખૂબ આભાર